ગુજરાતમાંથી જેને બહાર તરફ અભ્યાસ કરવો હોય વિદેશમાં તે લોકો માટે ઘણાં બધાં વિકલ્પો ઉપલબ્ધ છે જેમકે શિષ્યવૃત્તિના ઉપલબ્ધ છે જે દેશાંતરની જરૂરીયાત છે તે તેમને પૂરી પાડવામાં આવે છે શિષ્યવૃત્તિની એ હા શિષ્યવૃત્તિની માટે જે હોય છે તે બધા જેમકે સ્પેસ્યલ દેશ સ્પેસિફિક દેશ હોય જેમકે યુએસએ યુએસએમાં ફૂલ બાર્ડ પ્રોગ્રામ હોય છે પછી જર્મની તો જર્મની માટે ડીએએડી વગેરે જેવી શિષ્યવૃત્તિની એક સરકારી જે બધી શિષ્યવૃત્તિ હોય છે અને યુનિવર્સિટી તરફથી જે શિષ્યવૃત્તિ મળતી હોય છે તે તેમની ગુણવત્તાપૂર્વક મળતી હોય છે તેમની જે જરૂરીયાત હોય તે પ્રમાણે મળતી હોય છે અને જે પછાત વર્ગનાં લોકો માટે જે હોય છે તે લોકો માટે પણ એક અલગથી સિસ શિષ્યવૃત્તિ મળવામાં આવતી હોય છે તે જે બાબા આંબેડકર સાહેબના તરફથી જે એમ નક્કી થઈ હતી તે પ્રમાણે તે લોકોને શિષ્યવૃત્તિમળવામાં આવે છે